લગ્ન હોય એટલે લગ્નમાં વર કન્યા ને બધા ભેટ સોગાદો તો સગા વહાલા આપે જ એમાંય નવ વધુને તો હવે પહેલાંના સમયમાં તો હતું એવું કે નવવધુને વડીલો આશીર્વાદ આપે અને પોતાની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે બધાં ભેટ સોગાદો લઈને આવતાં હોય અને પોત પોતાના રિવાજ પ્રમાણે એટલે નવવધુને બધા કોઈ ઘરેણાં ભેટ આપે કોઈ ઘરને લગતી કોઈ ઘરવખરી આપે અને લગ્નમાં નવવધુને એના માતા પિતા તરફથી તો આખા આખું નવું ઘર જ વસાવીને દેવામાં આવતું હોય છે પહેલાંના સમયમાં તો હવે બધું સમય પ્રમાણે બધું બદલાયું છે અને પહેલાં તો બહુ બધું દીકરીને દેવામાં આવતું કે એને વર્ષો સુધી ચાલે એટલું કપડાં અને ઘરેણાં અને ચીજવસ્તુઓ એટલી આપવામાં આવે કે એને વાંધો ન આવે કે લાંબા સમય સુધી એને હેરાન ન થવું પડે એટલે પણ હવેનાં સમાજ જીવનની અર્થવ્યવસ્થા જેમ જેમ બદલાઈ એમ એમ બધું બદલાતું ગયું છે એટલે દહેજ તો આપવામાં આવતું નથી શિક્ષણનું પ્રમાણ વધ્યું છે એટલે માણસો સમજતા થયા છે કે દહેજ એ સારી વસ્તુ નથી દીકરીને પાછળ ભણેલી ગણેલી અને શિક્ષિત દીકરી આપીએ એ એ જ મોટું દહેજ છે એટલે દહેજનું તો બધે ભણેલા ગણેલા સમાજમાં ઓછું જ થતું જાય છે કે દહેજના બધા વિરોધી થઈ ગયા છે હવે કે એ સારી વસ્તુ ન કહેવાય એક દૂષણ જ છે દહેજ પ્રથા એક મોટું સામાજિક દૂષણ જ છે એટલે લોકો અવેર થયાં છે એ બાબતમાં અને દહેજ પ્રથા સારા ફૅમિલીમાં તો હવે રહી નથી સુશિક્ષિત દીકરી ભણીને સાસરે આવે એ જ મોટું દહેજ છે એ લોકો માટે એટલે અવે દહેજ પ્રથા તો બહુ રહી નથી અને નવવધુને ભેટ આપવા માટે તો ખૂબ બધી કપડાંય આપે છે સાડીઓ આપે છે ઘરેણાં આપે અથવા કોઈ ઈલેક્ટ્રોનિક આઇટમ આપે એટલે ભેટ સોગાદો ખૂબ એને ભેગી થાય છે એટલે નવવધુને આખું ઘર ભરાય જાય એટલી ભેટ સોગાદો આવતી હોય છે અને સાસરિયા પક્ષ તરફથી પણ એને ખૂબ ઘરેણું ને સોના ચાંદીના ઘરેણાં અને કપડાં બધું આપવામાં આવે છે પછી સૌંદર્ય પ્રસાધનો આપવામાં આવે છે અને જે નવવધુને ગમતી હોય એવી કોઈ શોખની વસ્તુ પણ આપે છે અને ઘણાં કાર પણ ભેટમાં આપતાં હોય છે એટલે નવવિવાહિત દંપતીને ઘણી ભેટો બધી આવે છે અને રિવાજ છે એવો જ્યાં જ્યાં રિવાજ હોય એ રીતે બધે દરેક સ્થળ ગામ રાજ્ય એ પ્રમાણે બધાયના રિવાજ હોય અને એ રિવાજ પ્રમાણે જ બધા ગિફ્ટ ને એવું આપતાં હોય છે ગિફ્ટ એ રીતે જ આપે રિવાજ પ્રમાણે જ બધા આપતા હોય છે અને મનથી આશીર્વાદ તો બધા આપતાં જ હોય એટલે નવવધુને બધી રીતે સેટિસ્ફાઇડ કરવાની એને સંતોષ આપવાનો ભેટ સોગાદો આપીને ેને નવાં ઘરમાં સ્વાગત કરે કે તું આવી અમારા ઘરની ખુશી છો એવી રીતે એટલે ખુશીથી તારું સ્વાગત છે એમ નવી નવી ભેટ બધી આવી હોય ને એનાથી ખુશ રહે નવવધુ એવો બધા સગા સાસરિયાનો પ્રયત્ન હોય છે એટલે આવે ઘરમાં નવી કંકુ પગલાં કરીને આવે એટલે આખા ઘરનો માહોલ બદલાઈ જાય છે એટલે આવી રીતે નવવધુનું સ્વાગત એવી સરસ રીતે અત્યારે કરતા થયા છે લોકો